અમારા વિસ્તારમાં કુપોષણનો સવાલ જ નથી ઉત્પન્ન થતો કારણ કે અમારે ત્યાં કુપોષણના લોકો રહેતા જ નથી અને અમારી આજુબાજુ ઘણુ બધું શુદ્ધ શાકાહારી ખાવા ખાણી પીણી મળે છે અને લોકો તેને જ ઉપયોગમાં લે છે કારણ કે ત્યાં શાકભાજી અને ડ્રિંક્સને એવું બધું શુદ્ધ મળે છે જેમ કે મેં દૂધ છાશ દહીં માખણ ઘી બધું શુદ્ધ શાકાહારી મળે છે અને અમારે ત્યાં લોકો મોસ્ટ ઓફ ગામડા વિસ્તારના જ રહે છે તો ત્યાં અમારે ત્યાં કુપોષણનો સવાલ જ નથી ઉત્પન્ન થતો અને લોકો સારી ગુણવત્તા વાળુ ખાવાનું પસંદ કરે છે કારણ કે જે કોરોનાનો સમય હતો ત્યારે જે બધાને પ્રોબ્લમ પડી તી તો હવે આગળ હવે એ લોકોને પ્રોબ્લમ ના પડે તો તેના માટે લોકો સારો ખોરાક લેવાનું ઉપયોગ કરે છે અને જ્યારે અમારે બાજુના વિસ્તારમાં જે લોકો છે ત્યાં કુપોષણનો થોડોક સવાલ છે પણ એ લોકો બી હવે શુદ્ધ શાકાહારી ખાવાનું પસંદ કરી રહ્યા છે અને લોકોને ફાસ્ટ ફૂડનું ખાવાનું મૂકી રહ્યા છે કારણ કે કોરોનાના સમય પહેલા લોકો વધારે ફાસ્ટ ફૂડ ખાવાનું પસંદ કરતા હતા પણ જ્યારે આ સમય પછી હવે લોકો શુદ્ધ શાકાહારી જ ખાય છે અને વેજિટેબલ જ બધું ખાય છે કારણ કે લોકો તેને જ ખાવાનું પસંદ કરે છે અને ડૉક્ટર બી તેમને સલાહ આપે છે કે તેમને સારું ખાવું જોઈએ અને સારો ખોરાક લેવો જોઈએ જેથી કરીને તમારી હેલ્થ અને તમારું બોડી ફિટ રહે અને જો તમે સારો ખોરાકને ઉપયોગમાં લેશો તો તમારે કોઇ બી રોગ નહીં આવે અને તમને અમૂકની રોગ પ્રતિકારક શક્તિ તમારી બોડીને વધારશે અને તમારી બોડી વધારે એનર્જી વાળી બનશે અને તમે જલ્દી વધારે કામ કરી શકશો તો જ્યારે આપણે વધારે ખોરાક ઉપયોગમાં લઈએ છે તો આપણે વધારે ખાવું જોઈ અને